હમણાં જ અમે ઉબર કરી હતી અમદાવાદ એરપોર્ટથી ઘરે આવવા માટે અમારો અનુભવ ખૂબજ સારો રહ્યો એક બે જ મિનિટમાં ઉબર અમારી પાસે આવીને ઉભી રહી હતી લોકેશન શોધવામાં પણ વધારે વાર નહોતી લાગી